સૌરાષ્ટ્રમાં થતાં વિવિધ વિવિધ નગરોમાં થતા મેળા તરણેતરનો મેળો શામળાજીનો મેળો અને અને નવરાત્રિમાં તહેવારોમાં નવરાત્રિમાં ગરબા થતા અને જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મ અને દિવાળી પણ ઉજવવામાં આવે છે